અમારા સમાજમાં લગ્ન વર્ષગાંઠ અને કેરીના સમયમાં સામાજિક કુટુંબનું મિલન એ ખાસ ભેગા મળવાના પ્રસંગો હોય છે અને પ્રસંગમાં તમામ વ્યવસ્થાઓ જમવાની કુટુંબીજનોના ભેગા થવાની રાખવામાં આવે છે આ પ્રસંગોમાં મીઠાઈઓનું ખાસ આકર્ષણ હોય છે અને લોકો નૃત્ય કરે છે મજા કરે છે આ પોતાના સગા સબંધીઓને મિત્રોને મળે છે ને અને એક યાદગાર ક્ષણ બનાવે છે કે જે તે લોકો માટે જીવનભર ઉપયોગી રહે